ભારતની વાહન વ્યવહાર વ્યવસ્થા માં અનેક યાત્રા કરવા માટે લોકો અનેક પ્રકારના વિકલ્પોનો ઉપયોગ કરે છે જેમકે કોઈ પોતાના સાધન દ્વારા યાત્રા કરે છે કોઈ હવાઈ માર્ગે કોઈ જળ માર્ગે તો કોઈ રેલ્વે દ્વારા કે બસ દ્વારા મુસાફરી કરતા હોય છે યોગ્ય સમયે યોગ્ય રીતે પોતાની નોકરી માટે મુસાફરી કરતા લોકોનો વર્ગ પણ ઘણો મોટો છે અને યાત્રા કરતી વખતે મુખ્ય આ જ પડકાર સામે આવે છે કે એક અનિશ્ચિતતા છે કે એક જ પ્રકારના વાહનમાં જવા માટે જેટલી પણ બેસવાની જગ્યાઓ ઉપલબ્ધ છે તેના કરતાં વધારે પ્રમાણમાં ત્રણ ઘણા ચાર ઘણા દસ ઘણા લોકો એક જ જગ્યાએ ભેગા થાય છે તેમને એક જ સાથે એક જ વાહનમાં એક જ સમયમાં લઈ જવા શક્ય નથી હોતા તેને નિવારવા માટે યાત્રાના વિકલ્પો અથવા તો જે જગ્યા પર વધારે પ્રમાણમાં લોકો આવનજાવન કરે છે તે જગ્યા પર અથવા તો તે રસ્તા પર તે પ્રકારના વાહનો કે જેમાં લોકો મુસાફરી કરવાનો પસંદ કરે છે જેમ કે એસટી બસ છે ગુજરાત સરકાર દ્વારા સંચાલીત તે પ્રકારના વાહનોના વિકલ્પો વધારી શકાય તો તમે ભીડ ટાળી શકો અને દરેક લોકો આરામથી યાત્રા કરી શકે આમાં રોજિંદા જીવનમાં જે નોકરી કરતા લોકો યાત્રા કરે છે તે લોકોને સૌથી વધારે પડકારોનો સામનો કરવો પડે છે એવું મારું માનવું છે